મનોરંજનની વાત કરીએ તો મનોરંજનમાં અમે ઘણાં ઘણી રીતે મનોરંજન કરીએ છીએ મનોરંજનમાં એક જોઈએ તો ગણપતિ ચોથ ગણપતિ ચોથમાં ગણપતિના દસ દિવસ સુધી અમે ગણપતિ ની સવાર સાંજ આરતી કરીએ છીએ તે રીતે મનોરંજન લઈએ છીએ બધા ભેગા મળીને ભેગા મળીને આરતી કરીએ પ્રસાદ કરીએ ભજન કીર્તન કરીએ આખો દિવસ ટાઈમ મળે તે પ્રમાણે ભેગાં મળીને ત્યાં ગણપતિ બાપા આગળ બેસીએ ચર્ચા કરીએ એક રીતે સમૂહ સમૂહમાં સમય વીતાવીએ છીએ તેવી જ રીતે પાછું ગણપતિ વિસર્જનના દિવસે પણ ખૂબ જ આનંદથી ગણપતિ બાપાને વિસર્જન કરીએ છીએ સાથે ગણપતિ બાપા નું વિસર્જન કરવા જઈએ છીએ તો સાથે ઢોલ નગારા સાથે એને વાજિંત્રો સાથે એનું વિસર્જન કરવા જઈએ છીએ ત્યાં વચમાં ગરબાનું પણ આયોજન કરીએ છીએ ગામમાં ત્રણ રસ્તા ભેગા થતા હોય જ્યાં બધા રમવામાં જગ્યા મળતી હોય તો ત્યાં અમે બધા ભેગા મળીને ગરબાનું પણ આયોજન કરીએ છીએ ત્યારબાદ ગણપતિ વિસર્જન થયા બાદ પાછા આવીને સમૂહ ભોજનનું પોગ્રામ કરીએ છીએ એ રીતે સમૂહની ભાવના કેળવાય છે એ રીતે બધા સાથે મળીને રહેવાય છે આજના સમયની વાત કરીએ તો કોઈને સમય મળતો જ નથી કોઈ ભેગા મળતા બધા સાથે રહેતા જ નથી તો આવા સમયમાં બધા માણસો ભેગા મળીને મનોરંજન કરીએ છીએ મનોરંજનની બીજી વાત કરીએ તો નવરાત્રિ નવરાત્રિમાં પણ બહુ જ મજા આવે છે કે નવરાત્રિના નવ દિવસની નવરાત્રીમાં રોજ રાત્રે ભેગા મળીને બધાં પોત પોતાની રીતે ગરબાઓ રમે છે તેમાં પણ આરતી થાય છે ગરબાઓ થાય છે અને આઠમ કે એવાં નોરતામાં પાછા ગરબા રમીને પછી નાસ્તાનો પ્રોગ્રામ કરીએ છીએ એ જ રીતે મનોરંજનમાં બીજું લઈએ તો અહીં ઉંબાડિયું ગુજરાતનું ઉંબાડિયું ફેમસ છે બધાને ગમે છે તો અમે બધા શેરીના બધા યુવાનો ભાઈઓ બહેનો ભેગાં મળીને સાથે ઉંબાડિયાનું આયોજન કરીએ છીએ બધા સાથે મળીને પૈસા ભેગા કરીને પછી બધી વસ્તુ બજારમાંથી લાવીને સાથે ભેગા મળીને ઊંબાડિયું બાળીએ છીએ તેમાં બધાની પોતપોતાની મહેનત હોય છે એ જોઈને ખૂબ જ ગમે છે એ રીતે એનું આયોજન કરવામાં આવે છે